હા મને પુસ્તક હાથમાં લઈને વાંચવાનું ગમે છે કારણ કે હાલતાં ચાલતાં વાંચી શકાય છે જેથી કરીને તમારી આંખોની સાથે કોઈપણ રેડીએશન આવતું નથી અને કુદરતી વાતાવરણમાં વાંચવાથી ખૂબ જ અનુકૂળ રહે છે જો કોઈ ઇલેક્ટ્રોનિક બુક વાંચવા માટે લઈએ છે તો તેમાં આંખોની સામે અલ્ટ્રા વાયોલેટ કિરણોનું પ્રશ્ન આવી શકે છે જેથી કરીને ઘણા બધા લોકોના આંખના પ્રશ્નો આવી શકે છે હા મેં મારા જીવનમાં બે ઓડિયો પુસ્તક વાંચ્યા છે